શાળાઓની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે ભાઈ આપણું જે એજ્યુકેશન છે એ ત્રિસ્તરીય એજ્યુકેશન છે સૌથી પહેલાં પ્રાથમિક એજ્યુકેશન જેને આપણે પ્રાઇમરી એજ્યુકેશન બોલીએ ત્યારબાદ માધ્યમિક એટલે કે સેકન્ડરી એજ્યુકેશન અને ત્યારબાદ હાયર સેકન્ડરી એટલે કે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ તો આમ જે ત્રિસ્તરીય શિક્ષણ પ્રક્રિયા છે હવે એમાં અલગ અલગ શાળાઓ છે બે પ્રકારની સામાન્ય રીતે શાળાઓ જોવા મળે છે એક ખાનગી શાળાઓ છેને બીજી સરકારી શાળાઓ છે હવે સરકારી શાળા છે તો એમાં સરકાર છે એ બધું જ ફંડ આપે છે સરકાર છે એ બધું ભંડોળ આપે છે સરકાર જ શિક્ષકો આપે છે તમામ સુવિધાઓ આપે છે સરકાર જ અને વિદ્યાર્થીઓ શાળામાં સરકારના ખર્ચે એટલે કે કોઈ પણ જાતની ફીઝ પે કર્યા વિના શિક્ષણ મેળવતા હોય છે સરકારી શાળાની વાત કરીએ તો સમાન્ય રીતે વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની ટ્યુશન ફીઝ ભરવાની થતી નથી હા જ્યારે પ્રવેશ મેળવે ત્યારે એકદમ નૉમિનલ પ્રવેશ ફી એક વાર ભરવાની થતી હોય છે અને ડૉક્યુમેન્ટસની આપણે વાત કરીએ તો સરકારી શાળામાં જે વિદ્યાર્થીનો પ્રવેશ થતો હોય છે એને નૉમિનલ જે બેઝીક ડૉક્યુમેન્ટ છે કે આધાર કાર્ડ છે કે જન્મનું પ્રમાણપત્ર છે કે આવા બધા જે ડૉક્યુમેન્ટ્સ છે અને ફોટોગ્રાફ છે એ આપવાના થતા હોય છે હવે ખાનગી શાળાની વાત કરીએ તો ખાનગી શાળામાં સરકારનું કોઈ પણ જાતનું ભંડોળ હોતું નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતમાં પણ જે ખાનગી જે એકમો હોય છે એ લોકોએ પોતાની જાતે જ આયોજન કરવાનું થતું હોય છે શિક્ષકોનું આયોજન પણ જાતે જ કરવાનું થતું હોય છે તો ખાનગી શાળા છે એ વિદ્યાર્થીઓ પાસેથી શિક્ષણનો ખર્ચ નિભાવનો ખર્ચ લેતી હોય છે તો વિદ્યાર્થીએ ખાનગી શાળાને ફીઝ ભરવાની થતી હોય છે જેમાં અલગ અલગ પ્રકારની ફીઝ હોય શકે છે પ્રવેશ ફીઝ હોય શકે છે ટ્યુશન ફી હોય છે અમુક કિસ્સાઓમાં લાઇબ્રેરી ફીઝ ભરવાની થતી હોય છે અમુક કિસ્સાઓમાં યુનિફોર્મની ફીઝ થતી હોય છે અને આમ અલગ અલગ હેતુ વિષયક ફીઝ છે એ ખાનગી શાળા વિદ્યાર્થીઓ પાસેથી લેતી હોય છે અને બદલામાં વિદ્યાર્થીઓને રોજ પાંચથી છ કલાકનું શાળાકીય શિક્ષણ મળતું હોય છે આ ઉપરાંત ખાનગી શાળા હોય કે સરકારી શાળા પ્રાથમિક લેવલે આપણે વાત કરીએ તો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે બંને શાળા અલગ અલગ રીતે કાર્યરત થતા હોય છે જાણે કે આપણે ભારતમાં ખેલ મહાકુંભ

આ ખેલમહાકુંભ અને યુવક મહોત્સવ જેવા જે કાર્યક્રમો થાય છે જેને કારણે વિદ્યાર્થીઓનો શારીરિક માનસિક અને મનોવૈજ્ઞાનિક વિકાસ થતો હોય છે હવે આપણે વાત કરી કે પ્રાથમિક શિક્ષણ કહેવાય છે કે પ્રાથમિક શિક્ષણ જીવનનો સૌથી અગત્યનો તબક્કો છે આ તબક્કે વિદ્યાર્થી જેટલો શારીરિક જેટલો એનો શારીરિક માનસિક વિકાસ થશે એટલું જ એનું આગળનું જે જીવન છે એ એકદમ સરળ બનવાનું છે પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવ્યા બાદ ત્યારબાદ માધ્યમિક શાળામાં વિદ્યાર્થી પ્રવેશ મેળવે છે તો માધ્યમિક શાળામાં પણ આ પ્રકારની જ વ્યવસ્થા છે સરકારી શાળાઓ પણ છે અને ખાનગી શાળાઓ પણ છે તો આ ખાનગી અને સરકારી શાળાઓમાં વિદ્યાર્થી પોતાની અનુકૂળતા મુજબ શિક્ષણ મેળવે છે સામાન્ય રીતે ધોરણ દસ પૂર્ણ કર્યા બાદ ધોરણ દસ સુધી ધોરણ નવ અને ધોરણ દસ આ બે વર્ગ એવા હોય છે કે જે માધ્યમિક શાળા શિક્ષણ કહેવાય છે ધોરણ દસમાં વિદ્યાર્થી ઉત્તીર્ણ થાય ત્યારબાદ વિદ્યાર્થી ધોરણ અગિયારમાં પ્રવેશ મેળવે છે અહીંયાથી વિદ્યાર્થીઓના શિક્ષણ જીવનના ત્રણ આયામો શરૂ થતા હોય છે કોમર્સ ક્ષેત્ર હોય છે આર્ટ્સ ક્ષેત્ર હોય છે અને સાયન્સ ક્ષેત્ર હોય છે જે વિદ્યાર્થીઓને તબીબી વ્યવસાયમાં આગળ વધવું હોય કે એંજીનીયરિંગ વ્યવસાયમાં આગળ વધવું હોય આવા બધા વિદ્યાર્થીઓ હોય છે એ સાયન્સ ક્ષેત્રે પોતાનું ઉચ્ચતર શિક્ષણ મેળવતા હોય છે જે વિદ્યાર્થીઓને વેપાર વાણિજ્ય ક્ષેત્રે આગળ વધવું હોય ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ થવું હોય અકાઉન્ટન્ટ થવું હોય કે એમબીએ થવું હોય તો આવા બધા વિદ્યાર્થીઓ હોય છે એ કોમર્સ ક્ષેત્રે પોતાનું ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવતા હોય છે અને કોઈ વિદ્યાર્થીને કલા અને સાહિત્યની કારકિર્દી ક કલા અને સાહિત્યની ક્ષેત્રે કારકિર્દી બનાવવી હોય તો તો સામાન્ય રીતે ધોરણ અગિયાર અને બાર માટે આર્ટ્સના વિષયો લઈને પોતાની કારકિર્દી આગળ વધારતા હોય છે